પશુપાલનમાં આમ એક રીતે જોવા જઈએ તો પશુ પાલનમાં સામાન્ય રીતે ઘણા પ્રકારનાં પ્રાણી ઉછેરવામાં આવે છે પણ મુખ્યત્ત્વે ગાય ઘેટું બકરી મરઘી એનું પ્રમાણ વધારે છે મારા હિસાબે માત્ર એક જ પ્રકારનાં પશુ પશુ પાળવું ના જોઈએ અલગ અલગ પ્રકારનાં પશુઓ પાળવા જોઈએ પણ એમની રહેવાની વ્યવસ્થા અને સાર સંભાળની વ્યવસ્થા અલગ અલગ રીતે કરવી જોઈએ હવે પશુપાલનમાં સાંકળવા માટે પશુ પાલનમાં સંકળાવા માટે મારી યોજના મેન તો પોલ્ટરી ફાર્મ ચાલું કરવાની છે કારણ કે એમાં સરકાર તરફથી સબસિડી પણ મળે છે અને જો આપણે પોલ્ટ્રી ફાર્મ ચાલુ કરીએ તો એમાં આવકના સ્ત્રોત તરીકે એને વિકસિત કરવાની ઘણીબધી સંભાવના આવેલી છે જેમકે આપડે મરઘાં ઉછેર કરીને મરઘાંને વેચી શકાય પ્લસ ઈંડાનું ઉત્પાદન કરીને ઈંડા એમનાથી ઈંડાનો કરાવડાવીને અને ઈંડા વેચીને બજારમાં સારી સારા એવા પૈસા કમાઈ શકાય છે